ઉબર એપ્લિકેશન દ્વારા એક ઓટો બુક કરાવ્યો છે જે હાલમાં હોલ પાસે છે અને આણંદ રેલ્વે સ્ટેશન માટે જવું છે જેથી કરીને ડ્રાઇવરને ફોન કરીને તાત્કાલિક બોલાવવા માટે મેં જણાવ્યું છે